આતો છેને અમારા ગામમાં રમતનો વિષય કાંય બઉ ખાસ તો નોતું પણ અમે અમારા ગામમાં છેને રમત મોજ મસ્તી અને આનદ સાટુ રમતા અરે કાયમ આગળ એનાથી શું થાતું એની વિશે અમે બહું વિચારતા નહીં બસ ખાલી એમ કે અમે મોજ મસ્તી કે સાટુ અમે રમતા અને આગળ જતા એમ કૈ એવું કાંઈ હતું નહીં બસ ખાલી અમે નાનપણમાં અમે બેટ દળે છે ગીલી ડંડા છે પકડમ પકડાઈ છે પછી આ થપ્પો દા સે એ બઉ બઉ જ બઉ મજા આવતી રમવાની અને એની વિશે કાંઈ આગળ હતું એ કાંઈ ન જોતાં અમે અને હા અત્યારે હાલના સમયમાં આ આ બધી રમત વિષે બઉ ઘણું બધું આગળ જતા એનું મળે છે આગળ પણ આ અમે હતા તે અમને કાંઇ ખબર નોતી પણ અમે બસ ખાલી માત્ર એનાથી અમે મોજ મસ્તી અને આનંદ સાટુ આનંદ સાટુ અમે રમતા અને બઉ મજા આવતી નાનપણમાં અમને રમવાની અને ગીલી ડંડા છે એ બધુ રમવાની જે એક નાની એવી લાકડાનો કટકો આવે એને અમે જમીનમાં મુકતા અને જમીનમાં નીચે ખાડો વાળીને રાખતા અને મોટી લાકડીને અમે હાથમાં રાખતા અને એ નાની લાકડીને મારતા અને એ જે નાની લાકડી ઉપર ઊડતીને અને જોરથી મારતા અને જેને અડે કે જેને પકડ્યુંને એને એને થી રમતા અને બઉ મજા આવતી આ રીતે અમે એ ગીલી ડંડાને એવું બધુ રમતા